મોરબી જિલ્લામાં સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ખૂબ સારા કાર્યક્રમો ચાલે છે એના માટે સિવિલ હોસ્પિટલ મોરબી દ્વારા અલગ અલગ વિભાગો ગો કાર્યરત છે જેમાં અ ઓર્થોપેટિક સર્જન જે અપંગ જે ઓપરેશન કરે છે આંખ વિભાગ એની કાર્ય અ શૈલી તો અવિશ્વનિય છે મોટાપાયે આંખોનાં ઓપરેશન થાય છે જેમાં મોતિયો છે પછી જે બીજા આંખના લગતા ઝામર છે મોતિયો છે વેલ છે આવાં બધાં મણિ મૂકવી આવાં બધાં કેન્દ્રો તેના થાય છે જિલ્લા લેવલથી તાલુકા લેવલ ઉપર પણ ઘણા બધા આવા કેમ્પો થતા હોય છે એની અંદર લોકોનું નિદાન કરીને ઓપરેશન માટે મોરબી બોલવામાં બોલાવવામાં આવતા હોય છે એ જ રીતે મોટી દવાની દુકાનો પણ છે સામુદાયિક કેન્દ્રો છે અને એમાં પ્ર પ્રધાનમંત્રી ઔષાધાલયનું કાર્ય જે લોકોને સાવ નજીવા દરે બધી દવાઓ સારી રીતે મળે એવી વ્યવસ્થા પણ જિલ્લામાં તાલુકે તાલુકે ઉપલબ્ધ છે ને લોકોને સરળતાથી તેનો ઉપયોગ કરે એ પરવડે તેવી પણ છે એ સિવાય સામાજિક સંસ્થાઓના સહયોગથી પણ ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ છે એ સિવાય સાધન સહાયના કેમ્પ છે કૃત્રિમ વિકલાંગો માટે કૃત્રિમ અવયવો માટેના કેમ્પ છે એવા બધા કેમ્પ રાખવામાં આવે છે ખાસ કરીને આપણે વાત કરીએ તો કોવિડના સમયે જ્યારે રોગચાળો ફેલાયેલો ત્યારે મોરબી જિલ્લાની હોસ્પિટલોનું કામ તાલુકાની હોસ્પિટલોનું કામ અવિસ્મરણિય હતું લોકોને ખાવા પીવાની સુવિધા આપવી ઓક્સિજનના બાટલાનું વિતરણ હોય અને છેલ્લે વેક્સિનેશન કાર્યક્રમ પૂરેપૂરો અમલ થાય એવા કાર્યક્રમો મોરબીની જિલ્લાની જનતા એ કરેલા હતા અને એ રીતે હોસ્પિટલનું કામ સરાહનીય ગણાય